બેંકના દસ્તાવેજો અમારી ગુજરાતી ભાષામાં મળે તો અમને ગમશે કારણ કે બેંક ક્ષેત્રને આને લીધે ઘણો ફાયદો થશે અને અમે ગામડાંમાં દરેક માણસને આ રીતે સમજવાની અને બેંકને બી સમજવાની સમજ પડશે કે કેવી રીતે લોન લેવી કેવી રીતે સેવિંગ ખાતું ખોલાવવું તથા બેંક કઈ રીતે મદદરૂપ થાય તે માટે અમે અમારી પ્રાદેશિક ભાષામાં બેંકના દસ્તાવેજો મળે તેવી આશા રાખીએ છીએ